મેં બસમાં ઘણી વાર સફર કર્યું છે અને હું આણંદથી અમદાવાદ જતાં બસમાં મુસાફરી કરતી હોઉં છું મુસાફરી વખતે મેં જોયું છે કે બસમાં ડ્રાઈવર સૌથી પહેલાં બેસતો હોય છે અમુક સીટ હોય છે જે ખાલી મહિલાઓ માટે અને અપંગો માટે રિઝર્વ કરવામાં આવે છે પછી ત્યાં આગળ એક કંન્ડક્ટર હોય જે જનરલી બધાના ટિકિટ લે અને ટિકિટને કલેક્ટ કરી અને ઉતરતા વખતે એ ટિકિટ જોતો હોય છે એમાં અલગ જ સામાન મુકવાની જગ્યાઓ હોય છે જે ઉપર ખાના બનાવેલાં હોય જ્યાં આગળ અમે બસમાં સામાન મૂકી શકતા હોઈએ છીએ અને હા એમાં ડીઝલ અને ડીઝલથી જ ચાલતી હોય છે બસ અને બારીઓ દરેક સીટ પર બારીઓ હોય છે જનરલી ત્રણ એક બાજુ ત્રણ સીટો અને એક બાજુ બે સીટોવાળી જ બસો મેં જોયેલી છે